આમ આપણે જોવા જઈએ તો સમગ્ર ભારતના અંદર ગુજરાતમાં રમતગમતનું થોડું ઓછું ચલણ રહ્યું છે પરંતુ ગુજરાતના અંદર હમણાંથી પરંપરાગત રમતો રમવાનું વધારે ચાલુ થયું છે અને તેના સાથે સાથે બહારની રમતો પણ રમાય છે જેવી રીતે ક્રિકેટ ફૂટબોલ ટેનિસ બેડમિન્ટન તો ગુજરાતના અંદર જે રસ્સા ખેંચ છે કબડ્ડી છે ખોખો છે એ બધી રમતોનું ખૂબ વધારે જ રમણ વલણ રહ્યું છે અને એ તેમજ અલગ અલગ અ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના જે સેન્ટર હોય છે તે ગુજરાતના અંદર ખુલવામાં આવ્યા છે અને તેના અંદર ફુટબોલ બેડમિન્ટન ટેનિસ હોકી કબડ્ડી જેવી ગેમો રમાડવામાં આવે છે તેમજ હેન્ડબોલ આના અંદર આપણી ગુજરાતની ટીમ ખૂબ જ આગળ વધી રહી છે અને કબડ્ડીના અંદર પણ ગુજરાતની ટીમ ખૂબ આગળ વધી રહી છે તેથી ગુજરાતના અંદર આમ જોવા જઈએ તો પરંપરાગત રમતોનું ચલણ વધારે રહ્યું છે બહારની રમતો કરતા અને ગુજરાતમાં કબડ્ડી અને ખોખોનું ચલણ વધારે હોવાથી તેના અંદર તે રમવાવાળા રમવા રમવાવાળા લોકોની સંખ્યા પણ વધારે હોય છે